અમારામાં ખાસ ચોમાસામાં ખૂબ મહત્ત્વ હોય છે કે જ્યારે ચોમાસામાં ડાંગ અને સાપુતારાનો ખૂબસૂરત નજારો હોય છે નદીઓ ત્યાં વહેતી હોય છે ચોમાસામાં સુંદર આખી ધરતીએ લીલી ચાદર પહેરેલી હોય એવું લાગે છે ઘણી બધી જગ્યાએ ધોધ હોય છે રસ્તાને અડીને અને જંગલોના રસ્તાઓ પણ ખૂબ સરસ હોય છે કે જેમાં ચાલતા જવાનું ટ્રેકિંગ કરવાનું અને ગ્રામ્ય જીવનનો આપણને અભ્યાસ પણ થાય છે કે જ્યાં બાળકો આશ્રમ શાળામાં રહે છે અને જે નેચરલ બ્યુટી હોય છે તે ખરેખર ચોમાસામાં જ જોવા જેવી છે કે જેમાં આલેક ગિરા ધોધ છે આ ગિરમાળા છે એવી સરસ જગ્યાઓ સાપુતારામાં આવી છે જે અમે ખાસ ત્યાં જઈએ છીએ ત્યા નાગલીના રોટલા ખાસ વખણાય છે અને એ ચોમાસામાં ત્યાં વરસાદ પડતો હોય ને ખાવાની મજા એક અલગ છે